હા હું ખાતરી આપી શકું છું કે યોગ જે હોય છે તે વિવિધ ઉંમરનાં લોકો માટે ખૂબ જ લાભદાયક હોય છે કેમ કેમકે યોગ સવારે ઊઠીને જ્યારે આપણે કરીએ છીએ ત્યારે જે આપણું જે શરીરનો પૂરે પૂરો જે થાક હોય છે તે નીકળી જાય છે અને યોગ એક એવું પરીબળ છે જેનાથી આપણાં જે શરીરનાં હાડકાં હોય છે તે પણ મજબૂત થાય છે શરીરમાં જે આપણું વધારાનું જે સ્ટ્રેસ હોય છે તે પણ નીકળી શકે છે આપણે એકબાજુ ધ્યાન આપી શકીએ છીએ એ ધ્યાનથી આપણી જે મનની શક્તિ હોય છે જે વિચારવાની શક્તિ હોય છે તે પણ ખૂબ જ સારી બને છે અને તે આપણાં જીવન માટે ખૂબ જ સારી છે તેના માટે આપણે જે યોગ હોય છે તે દરેક ઉંમરનાં લોકો માટે ખૂબ જ સારા હોય છે અને કરવા એ સારી બાબત છે તમે બધા જાણી જ શકો છો કે એકવીસ જૂન જે વિશ્વ યોગ દિવસ તરીકે ઓળખવામાં આવે છે તે દિવસે આપણા પ્રધાન મંત્રી અને ઘણા દરેક રાજ્યના જે નેતાઓ હોય છે તે દરેક લોકો લોકોને એવી સમજણ પૂરી પાડે છે કે યોગ કરવા એ કેટલું મહત્ત્વ છે આપણાં જીવનમાં